ભારત દેશના ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા એ ઇન્ડો આર્યન ભાષા છે જે મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલવામાં આવે છે ભારતની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે તેમજ તે સાતસો વર્ષ કરતાં પણ વધુ જૂની છે ભારતમાં થઈ ગયેલા મહાપુરુષો જેવા કે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી આપવા લડત ગુજરાતી ભાષામાં જ શરૂ કરી હતી તે જ રીતે આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી છે તો આપણે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને સમજાવવું પડશે કારણ કે જે તેઓ બોલે તે જ રીતે કહેવામાં આવે તો સારી રીતે સમજાવી શકાય છે માતૃભાષા હોવાથી તેને સમજમાં લેવી અઘરી પડશે નહીં આ દૃષ્ટીકોણથી જોવા જઈએ તો સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ખૂબજ મહત્વપૂર્ણ છે